હા હા

હા હા જરૂર હા હા જરૂર જરૂર અં તેના માટે શુ શુ જોઈશે તમને એટલે મારી પાસે બહુ બધી વેરાયટીઓ છે અને અનેક પ્રકારના છે જેમ કે મોજડી છે અ શૂજ છે વગેરે છે એમ તો તમને કયું જોઈતું છે

હા પાક્કું જરૂર અં સ્ટોક કેટલો લાવવાનો છે એ તમે કઈ દેશો તો અમે કરી દઇશું

હા પાક્કું હા હા જરૂર જરૂર હા થેન્કયુ